અમારા રાજ્યમાં અ પ્રદેશમાં એવા બ ઘણાં બધાં સ્થાનિક પ્રવાસન આકર્ષણો છે જે પ્રવાસીઓને આકર્ષિત કરી શકે છે જેમ કે અડાલજની વાવ છે અ પછી સરખેજ રોજા છે સરખેજ રોજામાં પણ ઘણા બધો ટુ ઘણાં બધાં ટુરિસ્ટ જાય છે અને ઘ ઘણું બધુ સરસ પણ લાગે છે ફરવાની પણ મજા આવે છે પછી આપણે નળ સરોવર છે ત્યાં ઘણા બધા બર્ડ્સ જાત જાતના પક્ષીઓ આવે છે બધી જગ્યાએથી અલગ અલગ જાત જાતનાં પક્ષીઓ જોવા મળે છે ત્યાં પછી આપણે કાંકરિયા લેક છે એ બધું પણ બ બ પ્રવાસીઓને આકર્ષિત કરી શકાય છે એવી ઘણી બધી જગ્યાઓ છે તે જે પ્રવાસીઓ પ્રવાસીઓ આવે અને તે જગ્યાઓ સારી રીતે ડેવલપ પણ કરી શકાય છે